હું રેસ્ટોરન્ટની વેબસાઈટ અથવા સોસિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેના સમય અને તે હાલ ઉપલબ્ધ છે કે નહીં તે વિશે માહિતી મેળવીશ પછી હું રેસ્ટોરન્ટમાં કોલ કરીશ અને ત્યાં પૂછીશ કે તે ખૂલી છે કે નહીં અને તેઓ મારી જગ્યાએ ખોરાક પહોંચાડી રહે છે કે નહીં આ ઉપરાંત હું ફૂડ ઓડરનીંગ એપ્લિકેશન્સ જેવી કે ઝોમેટો સ્વીગી વગેરેનો ઉપયોગ કરીને રેસ્ટોરન્ટ ખૂલી છે કે બંધ અને તેમના મેનુની માહિતી મેળવીશ હું ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને પણ રેસ્ટોરન્ટ અને તેમ રેસ્ટોરન્ટ વિશે અને તેના મેનૂ વિશેની માહિતી મેળવી શકું છું